હા મને ગુજરાતી ભાષા ગમે છે કારણ કે ગુજરાતી ભાષામાં કેટલાક લોકો એ નવલકથાઓ લખી છે કેટલાક લોકોએ નાટ્ય લેખક લખ્યા છે અને ગુજરાતી ભાષા એ આપણી માતૃ ભાષા છે અને આપણે એને બોલવી જ જોઈએ કેમ ન બોલવી જોઈએ કારણ કે ગુજરાતી આપણી ભાષા છે ગુજરાતીમાં મને બોલવું ગમે છે ગુજરાતીમાં જેમ કે કાર્ટુન જોવાં મને ગમે છે ગુજરાતીમાં વાર્તાઓ વાંચવી ગમે છે અને ગુજરાતીની વાત કરું છું જે આપણા ગ્રંથો છે એ પણ ગુજરાતીમાં જ લખાએલા છે જેમ કે ચાલીસ પચાસ વરસ પહેલાં કોઈ બીજી ભાષા નહોતું બોલતું અને બધાય ગ્રંથો છે ગુજરાતીમાં જ લખાએલા છે એટલે મને ગુજરાતી ભાષા ગમે છે અને આપણા ગુજરાતમાં કેટલાય એવા મોટા મોટા લેખકો છે કેટલાય એવા મોટા મોટા માનવીઓ છે જે ગુજરાતમાં રહેલા છે એટલે મને ગુજરાતી ભાષા ગમે છે